આજ કાલ લોકો રમતગમતમાં પણ લોકો ખૂબ આગળ વધી રહ્યા છે જ્યાં જોવો ત્યાં કોઈક કોઈકને કોઈક ખોખોમાં આગળ છે તો કોઈક કબડ્ડીમાં આગળ છે તો હું સરકારની પાસે આશા રાખું છું કે તેઓ વધુ ને વધુ ગ્રાઉન્ડ બનાવડાવે અને તેઓને રમવા માટેની જગ્યા મળે જેથી લોકો હજુ આગળ વધી શકે અને રાજ્યકક્ષા ક્ષેત્ર સુધી તેઓ આગળ પહોંચી શકે